હા બોલો હોવ થઇ જશે ને ખર્ચો તો તમારે જે કામ કરાવવાનું હોય એના હિસાબથી થઈ જાય

હા એ તો તમે બાઈક લઇને આવજો ગેરેજ પર પછી તમને હું બતાવી દઈશ કે આ રીતે થશે એમ ફોટા બતાવીશ હા પહેલાં જે બાઈકો મતલબ કરેલી છે ને મોડીફાઈ એનાં એના ફોટા બતાવીશ તમને પછી તમારે કહેવાનું કે કઈ કરવાની છે એમ ડીઝાઇન એ એ પ્રમાણે થઈ જશે

ખર્ચો તો પંદર વીસ હજાર જેવું થાય કમ્પલેટ એમ મોડીફાય કરાવીએ તો હોવ થઈ તો જશે તમે એક કામ કરજો સાંજે આવી જજો ચાર પાંચ વાગે બાઈક લઇને તો હું જોઈ લઈશ પછી તમને જવાબ આપી દઈશ બરાબર ડીસકાઉન્ટ તો તમે કામ કરાવો પહેલાં એ તો પછી કરીએ છે પૈસાનું હેં એડ્રેસ તો આપણે અહીં અપ્સરનાં બાજુમાં ખ છે હા હોવ એ જ છે જોયેલી છે તમે હા હા તે દુકાનનું નામ તો જુઓ ને આપણે શું કહેવાય ભટ્ટી ગેરેજ હા સવારથી આઠ વાગે ખૂલે છે સાંજે સાત વાગે બંધ થઇ જાય હોવ તમે પાંચ ચાર પાંચ વાગે આવી જજો તો હું ફ્રી જ હોઉં છું એ ટાઈમ પર તો તમારે જે કરવાનું હોય એ બતાવી દેજો મને બરાબર હા એ હા